હેલ્લો ઉબર એટલે હા ઉબર કેરમાંથી વાત કરો હા તો મારે છે ને સુરતથી બોમ્બે એરપોર્ટ સુધીમાં ટેક્સી એક બુક કરાવવાની છે હા હા વીસ તારીખ હા વીસ તારીખે સવારે છ વાગે હા સવારે હા હા કારણ કે મારે શું રાતની ફ્લાઇટ છે તો અહીંથી સીધું પહોંચી જવાય એમ હા સવારે છ વાગે હા વીસ તારીખ હા એડ્રેસ લખી લો ને હા બી એકસો પાંચ શિવાની એપાર્ટમેન્ટ હા શિવાની એપાર્ટમેન્ટ સહજાનંદ ચોક કતારગામ હા હા ફોન નંબર હા સિક્સ એઇટ સિક્સ ઝીરો વન ફાઇવ ઝીરો સિક્સ ટૂ સેવન

હા બરાબર હા સારું હા